હા હું શાળામાં હતી ત્યારે ચિત્રનો સ્પેસિયલ વર્કશોપ યોજાતો તેમાં એકાદ બે વાર મેં પણ ભાગ લીધો હતો ચિત્ર તો મારો મનગમતો વિષય એટલે તેમાં નવું શીખવું તો હોંશથી શિખવું આપણે ચિત્ર દોરીએ એટલે આપણામાં તે સારું જ લાગે પણ જ્યારે વર્કશોપમાં ગઈ ત્યારે ખબર પડી કે બીજા બધાના ચિત્રો આગળ તો મારું ચિત્ર સાવ સામાન્ય હતું દરેકની પાસે જુદા જુદા ચિત્રો અને રંગો વર્કશોપ યોજવાનો મુખ્ય હેતુ એ પણ હોય છે કે ચિત્રને પદ્ધતિસર ને પરફેક્ટ દોરતાં શીખવી શકાય તેમાં પણ વિવિધતા જોવા મળે રંગોનું તો જાણે કહેવું જ શું મને તો મારા જ મીણિયા રંગો શ્રેષ્ઠ લાગતા પણ વર્કશોપમાં અપાયેલ કિટના રંગો તો મારી પાસે જ્યારે આવ્યા ત્યારે મારા માટે તે એક નવો ને અનેરો આનંદ હતો ચિત્રોના આપણે દુનિયાને આપણી નજરસમક્ષ બનતી ઘટનાઓને તથા આપણા થયેલ અનુભવને ખૂબ જ સચોટ રીતે રજૂ કરી શકે છે અને એ જે રંગો છે એ રંગોને આપણા જીવનના રંગોને સાથે સંપૂર્ણપણે ભેળવી દઈએ તેવું લાગે છે